આપણને ખબર છે કે આપણે એક વાર વાંચીએ તો યાદ રહી જાય અમુકને બે વાર વાંચે તો યાદ રહે અમુકને ત્રણ વાર વાંચે તો યાદ રહે અમુકને ચાર વાર વાંચે તો યાદ રહે એવી રીતે અલગ અલગ માણસો પર એ એનું ડીપેન્ડ કરે છે જેમકે હું મેં મેં કોઈ પણ પુસ્તક બેથી ત્રણ વાર વાંચું છું કેમકે મને એક વાર વાંચું તો એમ સમજ ન પડે કે શું કહેવા માંગે અંદર શેની સ્ટોરી છે શું કહેવા માંગે એના વિષે તો મેં એક પુસ્તક બેથી ત્રણ વાર વાંચું છું અને બેથી ત્રણ વાર વાંચતાં મને ખબર પડે છે કે આ મતલબ પુસ્તક શું કહેવા માંગે છે એની સ્ટોરી શું છે અને અંદર શું કહેવા માંગે છે એવી રીતે હું પુસ્તક બેથી ત્રણ વાર વાંચું છું જેઓ એક વાર વાંચીને યાદ રહેતું હોય તેઓ એક વાર વાંચે છે એવી રીતે મેં વધાર વધારે નવલકથાઓ પૌરાણિક કથાઓ

કોઈ વ્યક્તિ વિષેનું લખાણ કે તેઓના કાર્યો તેઓ શું કરતા હતા વગેરે પુસ્તકો વાંચવાનું પસંદ કરું છું હું લાઇબ્રેરીમાં જાઉં ત્યારે પહેલાં તો નવલકથાઓ વાંચું કેમ કે પહેલાં વાંચુ વાંચે તો મઝા આવે નવલકથાઓ એની કહાનીઓ વિષે વાંચવાની મજા આવે અને કાંઈ નવું નવું શીખવા મળે અને જેમકે હું એમ અલગ અલગ પહેલાંના કાર્યકર્તાઓ જેમકે બાબા સાહેબ આંબેડકર ગાંધીજી ઝાંસી કી રાની વગેરેઓના ઇતિહાસ વિષે જાણવાની કોશીશ કરું છું અને ઇતિહાસમાં તેઓના ઇતિહાસમાં તેઓ તેઓએ કરેલા ઉમદા કાર્યો વગેરે જાણવાની મજા આવે તો હું એમના વિષે જાણું છું ઝાંસી કી રાની તેઓએ અંગ્રેજો સાથે કઈ રીતે લડ્યા તેઓના રાજ્યનો બચાવ કર્યો અને અંગ્રેજોને ભગાડવામાં તેઓ કઈ રીતે મદદરૂપ થયા તેઓ જાણવા મળે છે તે ઉપરથી એ શીખવા મળે છેકે તે ઉપરથી એ શીખવા મળે છેકે કઈ રીતે એક સ્ત્રી થઈને પણ તેઓ લડી શકે છે જેમકે આપણે જાણીએ છીએ કે તે સમયે આ બાબત ખૂબ ગંભીર ગણાતી હતી અને બાબા સાહેબ આંબેડકર કે તે કે જેઓએ ગરીબ વર્ગના માણસો માટે કાયદો ઘડ્યો અને તેને લાવ્યા એ બધું જે કાર્ય છે તેઓ માટે તેઓ આજે અમર બની ગયા છે તો આપણે તેના વિષે પણ જાણવામાં રસ પડે સુભાશ ચંદ્ર બોઝ છે વગેરેઓ સ્વાતંત્ર સેનાનીઓ વિષે પણ જાણવાની મજા આવે કે તેઓએ કઈ રીતે એનું કાર્ય કર્યું વગેરે આપણે જાણીએ છીએ કે તેઓ પહેલાં આપણે આ થોડા ટાઈમ પહેલાં અંગ્રેજોનું શાસન હતું અને તેઓ લોકો પર ખૂબ અત્યાચાર કરતા હતા તો પહેલાંના જે રાજાઓ છે તે કઈ રીતે પોતાનું બલિદાન આપીને પણ તેઓને બલિદાન આપીને પણ તેઓને ભગાડ્યા અને આપણો દેશ સ્વતંત્ર કર્યો ગાંધીજી એ તેના વિષે તો આપ સૌ જાણતા જ હશો એ લોક એમણે નિશસ્ત્ર થઈને અંગ્રેજોને ભગાડ્યા